યાર હું યુરોપની ટ્રીપ માટે હું ખૂબ જ એક્સસાઈટેડ છું એટલી મજા આવવાની છે તને ખબર છે કે હું આ ટ્રીપ માટેનું સપનું ક્યારનું જોઈ રહયો હતો યુરોપની અંદર કેટલા બધા એડવેન્ચર થાય એવા છે અલગ અલગ દેશો છે લંડન જર્મની સ્પેન ફ્રાન્સ વાહ ખૂબ મજા આવવાની છે પણ યાર એક ટેન્સન છે મારે પાસપોર્ટને રીન્યૂ કરાવવાનો છે અને એ માટે મારે તને સેવા કેન્દ્ર પર અપોઈન્ટમેન્ટ પણ લેવી પડશે તો શું મારાથી જલ્દીથી તેને રીન્યુ કરાવી શકાશે અને ચાલ તું મને કે એ કહે કે તને મારા ટ્રીપનું આયોજન કેવું લાગ્યું